હા દોડતી વખતે ઘણી વખતે ઈજા ઈજાઓ થતી જ હોય છે પરંતુ તેમાંથી સારું થવા માટે ઘણી વખતે ડોક્ટરની પણ સલાહ લેવી પડતી હોય છે અને જોડે જોડે ઠંડા બરફનું માલીશ પણ કરવી પડતી હોય છે જ્યારે રનિંગની અંદર રનિંગ કરતી વખતે પગમાં ઈજા થવાથી ઘણી વાર રનિંગ પણ બંધ કરવું પળતું હોય છે તેના માટે સ દવા ડોક્ટરની સલાહ પણ લેવાની જરૂરી હોય છે તેથી કરીને જલદીથી સારા થઈને ફરીથી રનિંગ કરવા માટે ગ્રાઉન્ડ ઉપર જઈ શકાય માટે દોડતી વખતે ઘણી વાર ઈજાઓ થતી હોય છે કે ખાડામાં પગ પડવાથી કે રનિંગ કરતી વખતે કોઈ બીજા વ્યક્તિ સાથે અથડાવાથી પરથી પણ એવી ઈજાઓ થતી હોય છે તેના માટે વગેરે રીતે આયોજન કરવામાં આવતું હોય છે મેં ઘણી વખત ડોક્ટરની સલાહ પણ લીધેલી છે અને મેં આરામ પણ ઘણી વખત કરેલો છે માટે હું તો એમ જ કહીશ કે દોડતી વખતે ઈજાઓ તો થવાની જ છે પરંતુ સારા થવા માટે ડોક્ટરની સલાહ પ્લસ આપણે બીજી દવાઓ પણ કરવી જોઈએ જેથી કરીને સ્વસ્થ થઈને ફરીથી રનિંગમાં જોડાઈ જઈએ